હલો હાજી આયો આયો આયો કેટલા દિવસની અચ્છા અઅઅ પણ આ કામ બહુ છે તો ફ્લેગ ડે નું કામ ચાલે છે બહુ બધું કામ છે તો આ જ દિવસે તમને કઈ રીતે આપું એવું છે એવું છે કે અરે રે રે ઓહ પાંચ દિવસ પુરા પાંચ દિવસની રજા જોઈશે બરાબર બરાબર બરાબર બરાબર કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં હા તો પછી તમારે મેડિકલ મેડિકલ રિપોર્ટ મૂકવો પડશે રજા રિપોર્ટ તો જોઈશે પણ સાથે સાથે મેડિકલ રિપોર્ટ પણ જોઈશે પાંચ દિવસ છે ને એટલે કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં ચાલશે ચાલશે કઈ વાંધો નહીં પણ આ મેડિકલ રિપોર્ટ મૂકી દેજો હા હા હા ઓકે ઓકે ઓકે